દસથી દસ લાખ વચ્ચેના નંબરો વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી નેવું સો એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર છ હજાર સાત હજાર આઠ હજાર નવ હજાર દસ હજાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પિસ્તાલીસ હજાર પંચાવન હજાર છાંસઠ હજાર સડસઠ હજાર ઓગણસિત્તેર હજાર એંસી હજાર નેવું હજાર હજાર એક લાખ એક લાખ એક હજાર એકસો એકાવન બે લાખ બે હજાર બસો બાવન ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસો ત્રેપન ચાર લાખ ચાર હજાર ચારસો ચુમ્માળીસ પાંચ લાખ પાંચ હજાર પાંચસો પંચાવન છ લાખ છ હજાર છસો છાંસઠ સાત હજાર સાત લાખ સાતસો સિત્તોતેર આઠ લાખ આઠ હજાર આઠસો અઠ્ઠાસી નવ લાખ નવ હજાર નવસો નવ્વાણું અને દસ લાખ